ગુજરાતી ભાષાનો અમારી સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પડે છે જેમકે ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતી ભાષા એમાં લોકગીતો લોકડાયરાઓ રીત રિવાજો ગરબા ડાંડિયા ગુજરાતનાં માધ્યમમાં પ્રચલિત છે ધર્મ અને પરંપરા ધાર્મિક ગ્રંથો ધર્મમાં ધાર્મિક ગ્રંથો હોય ભજનો હોય લોકવાર્તા હોય ગુજરાતીમાં વ્યક્ત થાય છે જે ગુજરાતી લોકોના ધાર્મિક જીવનને સમૃદ્ધ બનાવે છે અને એમાં જે પાછી ઓળખ હોય તો ગુજરાતી ભાષા એ ગુજરાતી લોકોની આપણી ઓળખ એ મોટું ઓળખ માટે મોટું સાધન છે ગુજરાતીમાં બોલતા અને લખતા વ્યક્તિઓને આપણે ગુજરાતીઓ તરીકે જાણીએ છીએ અને જે ગુજરાતીના ગર્વનો વિષય છે અમારી સંસ્કૃતિની ઓળખ ગમે તે જાત હોય પણ ગુજરાતી લોકો પોતાની ભાષાઓનું સંસ્કૃતિનું ઓળખ રાખે છે જેમકે દેશ વિદેશમાં પણ આ ગુજરાતી ભાષાનું આગવું સ્થાન ધરાવે છે